હા ગુજરાતી ભાષાએ આપણા દેશની અંદર બીજી ભાષાઓના વિકાસમાં પ્રભાવ પાડ્યો હોય એવું જોવા મળતું હોય છે ખાસ કરીને પારસીઓની જે ભાષાઓ હોય છે એની અંદર પણ પ જોવા મળતી હોય છે અને એ પારસી પણ એક પ્રકારની ગુજરાતી ભાષાની અંદરથી જ ઉત્પન્ન થયેલી એક પ્રકારની ભાષા જ છે જેનો વિકાસ ગુજરાતીના કારણે જ થયેલો જોવા મળતો હોય છે કારણકે પારસીઓની સંખ્યા ગુજરાતની અંદર વધુ જોવા મળતી હોય છે જેથી કરીને ગુજરાતી ભાષાની સાથે સાથે બીજી ભાષાઓની અંદર જેમકે સંસ્કૃત છે અને પારસીઓની ભાષા છે એ એની અંદર પ્રગતિ જોવા મળી રહી છે અને તેનું કારણ ગુજરાતી જ ભાષા ગણાય કારણકે ગુજરાતી ભાષાની અંદરથી જ પારસીઓની જે ભાષા છે એનું ઉત્પન્ન થયેલી જોવા મળતી હોય છે માટે તેના વિકાસની અંદર ગુજરાતીનું મુખ્ય પાયો જોવા મળતો હોય છે તેથી તેનું વિકાસ એ ગુજરાતી ભાષાના કારણે જ થયેલો છે અને તે ગુજરાત પૂરતી પ્રસરેલી જોવા મળતી હોય છે